આઠ આઠ ઓગણીસસો સતાણું છ બે ઓગણીસ સો છન્નું ચૌદ ચાર ઓગણીસસો ચોરાણું પાંચ બાર બે હજાર બે ચાર ત્રણ બે હજાર ત્રણ